ભારતમાં શું નોકરી બજાર ખૂબ જ સરસ છે બધી કન્ટ્રી કરતાં વસ્તુ કરતાં નોકરી કરવાનું સારું કારણ છે કારણ કે અહીંયાં અભણ પણ ચાલી જાય ભણેલા પણ ચાલી જાય અને એનાથી વધારે પણ ચાલી જાય બધાનું જ અહીંયાં કામ છે નાનું કામમાં આઠ હજાર પગાર છે દસ હજાર પગાર છે જેવી તમારી મહેનત એવો તમારો ફળ જેવી તમે મહેનત કરશો એવું તમને મળશે અહીંયાં ડિગ્રીવાળા પણ મોટા મોટા ડિગ્રી લઈને એમ ને એમ બેસેલા છે ઘણા ખરા છે બહુ બધા છે કારણ કે અહીંયાં એટલું નોલેજ નથી લોકોમાં કોઈ કોઈમાં છે અભણ લોકો વધારે છે અહીંયાં કારણ કે અહીંયાં કમ્પની બહુ વધારે છે અહીંયાં કમ્પની અને એરિયાને કપડાં બનાવાનું કામને હીરા ઘસવાનું ને આ બધા વધારે પડતા અભણ લોકો જ કરે છે આ બધું વર્ક કારણ કે એમનામાં સ્કિલ છે આવડત છે એમનામાં કરવાની ને જેને નથી કરવું એ તો ભણેલા પણ બેસેલા છે જેને કામ નથી જ કરવું કંઈ પણ કરીલો જેને કામ નથી કરવું એ તો બેસેલા જ છે બાકી જેને કરવાની ઈચ્છા છેને એના માટે ખૂબ જ બધી બહુ વસ્તુઓ છે અહીંયાં અહીંયાં બીઝનેસ છે મોટા મોટા બીઝનેસ છે કપડાનો તે બીઝનેસ કરી શકો કેપ છે વગેરે વગેરે બહુ બધી વસ્તુઓ છે અહીંયાં અહીંયાં બધા જ માણસો ચાલી જાય બધી જ વસ્તુ ચાલી જાય